હા જી હું વાર્તાઓ લખું છું આંતરિક રીતના અને કેમ લખું છું કારણ કે મને વાર્તાઓ લખવી ગમે છે અને અંદરથી રસપ્રદ લાગે છે અને મને મારું માનવું છે કે જેટલું વાર્તા હોય એ હૃદયને ઠાલવે છે ક્યાંક ને ક્યાંક અને જે આ હૃદયનું ઠાલવવું છે એ સંસ્કૃતિને પણ યોગદાન સારી રીતના દેશે મારા ગમતા લેખકો ઘણા છે જેમાંથી અત્યારે આપણે જોઈએ ભારતીયો પણ છે ભારતની બહારના પણ લેખકોમાં મને બહુ બધા ગમતા લોકો છે ભારતમાંથી આપણે જોઈએ તો સલમાન રશ્દી છે અરુંધતી રૉય છે સુધા મૂર્તિ છે રસ્કિન બોન્ડ છે ઘણા ખરા છે જે નિમિત્ત ઓઝા છે કલ્પના ઓઝા ભટ્ટ છે જય વસાવડા છે અંકિત ત્રિવેદી છે ખૂબ બધા મને ગમે છે અને એમની પાસેથી હું ઘણું બધુ શીખી છું પણ જેવી રીતના કે સ્ત્રી પાત્રનું કેવી રીતના આપણે દર્શાવવા એમનું કેવી રીતના આપણે સૂક્ષ્મપણે આપણે એમને કેવી રીતના એમનું દૃષ્ટાંત દેવું એમની વાતો આપણે કેટલી ચોકસાઈપૂર્વક નિખાલસપણે અને એમના મનની વાતો કરવી એ હું કાજોલ બેન પાસેથી હું શીખી છું સામાન્ય રીતના ફો સામાન્ય અક્ષરોનો વપરાશ કરીને જે નાનામાં નાના માણસ અને કદાચ ઑમ જોવા જઈએ કે જેને સામાન્ય રીતના લખતા ને વાંચતાં આવડે છે એવા નાના માણસને પણ કેવી રીતના વંચાય કેવી રીતના સમજાય અને ગમે એવી રીતના એ છે સુધા મૂર્તિ તો સુધા મૂર્તિનું પણ મને ઘણું ખરું તો લેખન કાર્ય ગમે છે એમ એ પણ મારા મનગમતા લેખકોમાંના એક છે બીજો છે અંકિત ત્રિવેદી છે પછી છે એમ કુંદની કાપડિયાનું પુસ્તક છે સાત પગલાં આસમાનનાં પછી છે ખાલીદ હુસેની અફગાનિસ્તાનના અફગાનિસ્તાનથી ભાગીને એ અત્યારે અમેરિકામાં રહે છે અને પણ ત્યાંના બહુ જ મુખ્ય પણેના એ રાઈટર જો હોય લેખક હોય તો એ છે ખાલીદ હુસેની જેમની ઘણી બધી બુક્સ છે ધ કાઇટ રનર થાઉસન્ડ સપ્લેન્ડિડ સન્સ એ એ એ બધા મારા દિલના ખૂબ કરીબના પુસ્તકોમાંના એક છે હા એટલે એ બધાનું મને ખૂબ ગણે છે જે રીતના આપણે દક્ષિણની બીજે ભારતીયો સિવાયની સંસ્કૃતિમાંથી જોઈએ

એનું જે કામ કાર્ય એના લેખકના બધા વાર્તાઓ ને બધું છે એ બધું મને ખૂબ ગમે છે હા જી તેથી એ પણ મને ગમે છે થોડા ઘણા અંશે મને ધ્રુવ ભટ પણ ગમે છે ધ્રુવ ભટનું જે કર્ણલોક એ એ મારી પ્રિય પુસ્તકોમાંની એક છે જેના વિશે પણ હું અત્યારે અનુવાદ કરી રહી છું એ પુસ્તકોનું અને બીજા લવલી પાન હાઉસ અકૂપાર સમુદ્રાન્તિકે એ બધા પુસ્તકો પણ ઘણા છે એ પણ મને ગમે છે અને એના વિષે પણ હું અનુવાદ કરવાનું વિચારું છું આગળ તો મને ઘણા ગમે છે આ મારો ગમતો વિષય છે લખવું વાંચવું બોલવું સાહિત્યની રીતના અને એમાંથી એ બીજા મહાન કાવ્ય કે જે મહાન લેખકોએ લખ્યો છે એમના વિષે કંઈક શીખવું એમાંથી એ પણ મને ગમે છે આભાર